અમારે અહીંયાં સુરતમાં તાપી નદી છે અને તેનો ઉપયોગ ઘરે ઘરે તેનું પાણી એસએમસી દ્વારા પહોંચાડવામાં આવે છે અને જે પાણી ફિલ્ટર હોય છે અને બહુ જ સારું પાણી હોય છે અને અમારે સ્વ તાપી નદીની ઉપર ઉકાઈ ડેમ કરીને એક બહુ જ મોટો ડેમ છે